મહાદેવ મહાદેવ જય શ્રી કૃષ્ણ જે શ્રી કૃષ્ણ બોલો બોલો જીવનમાં દૂુઃખ દર્દ અને પીડા એ આવતા રહે છે અને જતા રહે છે અને આવી વસ્તુઓ તો થતી રહે છે અને તમને જયારે જયારે અનુભવ થાય કે જીવનની અંદર દુઃખ દર્દ અને પીડા બહુ વધી ગયા છે ત્યારે હું તમને એક પ્રસંગ કહું કે દ્રષ્ટાંત જો તમે શાંતિથી સાંબળી લો તો તમને લાગશે એવું કે કે જે દુઃખ દર્દ અને પીડા છે એતો કાંઈ છે જ નહીં તમને જેવો સંશય ઉદ્ભવ થયો એવો જ સંશય એક વખત પાંડુ રાજા યુધિષ્ટિરના મનમાં થયો હતો હવે પાંડુ રાજા યુધિષ્ટિર એક વખત ખૂબ વિષાદની અંદર હતા અને એને કીધું કે ભાઈ ખૂબ જ આવી રીતના બધાય દૂુઃખ દર્દ વાળા પ્રસંગો મારી સાથે જ કેમ થાય છે તો એ સમયે એના જી કુલ ગુરુ હતા એ ખૂબ એક મસ્ત વાર્તા સંભળાવી વાર્તા તો બહુ મોટી છે તો હું તમને દ્રષ્ટાંતના રૂપમાં ટૂંકાણની અંદર સમઝાવું તે વાર્તા હતી નળ અને દમયંતીની નળ અને દમયંતીની વાર્તા આપણને જયારે જયારે આપણે સાંભળીએને ત્યારે એ વસ્તુ અનુભવ કરાવશે કે આપણા દુઃખ દર્દ જે છે એ તો કંઈ જ નથી હવે વાર્તામાં મંડાણ એવું છે કે જયારે દમયંતી છે એ એક મહાન રાજાની દીકરી છે અને સામે નળ એ એવો મહાન રાજા એક વખત દમયંતિના બગીચાની અંદર હંસ આવે છે અને એ હંસનું જોડણું નળના વખાણ કરતો હોય છે હવે આ નળ રાજા છે ને ઇ રાજાના અલગ અલગ ગુણનું અને એના રૂપનું અને આમ કહેવાયને કે એક આદર્શ રાજા કેવો હોય એમ રાજકુમાર કેવો હોય એના વખાણ કરે તો દમયંતી તો મોહી જાય એટલે દમયંતી તો મોહી જાય અને એ હંસલા સાથે વાત કરીને એમ કહે છે કે ભાઈ તું જેમ મારી પાસે આવીને એના વખાણ કરે છે ને એમ મારા જ વખાણ ત્યાં જઈને તું નળ રાજા પાસે જઈને કર તો હંસલાનું જોડું તો માની જાય ત્યાં જઈ દમયંતીના વખાણ કરે તો દમયંતીના વખાણની અંદર એને ઘણી બધી વાત કરી કે આવી સુશીલ સુંદરી છે બધાય ગુણ સંપન્ન છે રોતી નથી બધી સમસ્યાઓને હેન્ડલ કરી લે છે વગેરે વગેરે તો નળ રાજા કે વાહ આ બધુંય થ્યું ત્યાર બાદ એનો વિવાહનો પ્રસંગ આવે છે એ પ્રસંગનું હું તમને નથ કહેતો પણ આપણો જે મુખ્ય ઉદ્દેશ્ય છે તમારા દુઃખ દર્દને દૂર કરવા માટેનો હવે થાય છે એવું કે નળ રાજાને શ્રાપ લાગે છે અને એના કારણે એને પોતાનું રાજ્ય મૂકી દેવું પડે છે જંગલની અંદર દમયંતી નમણી સ્ત્રી સારે ફરવું પડે છે અને પછી તો એક પછી એક પછી એક મુશ્કેલીઓ આવતી જ જાય છે જેમકે પહેલા જે એની માનીતી એની સૌથી પ્યારી દમયંતી જ એનાથી વિખુટી પડી જાય છે તો અહીંયા આપણને જીવનનો પહેલો ઉદેશ્ય મળે કે જે વસ્તુ તમને સૌથી વધારે ગમતી હોય સૌથી વધારે પ્રિય હોય એ વસ્તુ પણ એક સમય આવે છોડી દેવી પડે અને એ પણ એવી આશાથી છોડવી પડે કે આ વસ્તુ તમને પાછી મળશે કે નહીં મળે નળ રાજાને તયારે ખબર નહોતી કે દમયંતી પાછી આવશે કે નહીં એને તો એમજ કે દમયંતી ક્યાંક મૃત્યુ પામી હશે તો અને એના વિષાદમાંને વિષાદમાં એ કોઈ બીજા રાજ્યમાં જાય છે દમયંતી કોઈ બીજા રાજ્યમાં જાય છે ત્યાં જઈને ઈ દાસી બને છે એ ભાગ્ય તો જુઓ કે જેની એક હાંકે એક સહસ્ત્ર દાસીઓ છે જે એના પગ પખાળવા માટે રેડી થઈ જાય એને હવે કોઈ બીજાનું કામ કરવાનું કોઈ બીજાની સેવા કરવાની આ બાજુ નળ છે એ ઘોળા હાચવતો હોઈ છે એ પણ સેવક બની ગયો છે હવે ચક્રવ્રર્તી કહેવાય એવો રાજા સેવક બની જાય તેના નસીબ જોવો આનાથી તમને એક બીજી વસ્તુ સમજાશે કે કેમ કેમ તમે ગમે એટલી તો પ્રયત્ન ના કરી લો જે પરિસ્થિતિ જીવનમાં આવવાનીજ છે એ પરિસ્થિતિ તો આવવાની જ છે તમે અત્યારે દુઃખી છો આ પરિસ્થિતિના કારણે તો એ પરિસ્થિતિ તો રહેવાની જ છે પણ એ પરિસ્થિતિને સ્વીકારીને જેમ નળે અને દમયંતી એ સ્વીકારી એમ પરિસ્થિતિને સ્વીકારીને જો તમે આગળ ના વધો તો એ પરિસ્થિતિ તમારે જીવનમાં કાયમી બની જશે પણ તમે જો પરિસ્થિતિ સ્વીકારી લીધી અને તમે આગળ વધી ગયા તો જેમ અંતની અંદર નળ અને દમયંતીનું મિલન થાય છે એવીજ રીતે તમારું અને તમારી પોતાની ચાહનારી વસ્તુનું અથવા તો તમને ગમતી અનુકૂળ અને મજા આવે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય જ થાય જ છે એટલે હંમેશા માટે એક વસ્તુ મગજમાં રાખો કે દૂુઃખને દર્દ તો જીવનમાં આવાના જ છે પીડા આવવાની જ છે પણ ગમતી વસ્તુ દૂર જવાની જ છે જીવન હંમેશા એવા જ નિર્યાઓ તમારી હામે લાવીને મૂકી દેશે કે જી તમને ગમતા જ નથી પરંતુ એક વસ્તુ હંમેશા યાદ રાખો કે જે પરિસ્થિતિની અંદર તમે છો એ પરિસ્થિતિની હારે લડતા લડતા તમે એક સમયે હા જરૂરી નથી કેમકે ગીતાની અંદર કીધું જ છે કે તમે કર્મ કરો ફળ કેવું કેવું કયારે કેમ કેવી રીતે તમને મળશે એ ખબર નથી પણ હા એક વસ્તુ તો નિશ્ચિત કહે જ છે કે ફળ મળશે એટલે જો ફળ મળવાનું જ હોય જોવો પરિસ્થિતિઓ નવી સર્જાવાની જ હોય તો આ સમય પણ વયો જશે એ ન્યાયે હંમેશાને માટે એક વસ્તું મગજમાં રાખવી કે ગમતી વસ્તુ ગઈ છે નો મજા આવે એવી પરિસ્થિતિ છે દુઃખ છે પીડા છે આજ નહીં તો કાલે ફરીથી એવી પરિસ્થિતિ આવશે કદાચ ગમતી વાસ્તુય પાછી આવી જાય કદાચ એનાથી સારી વસ્તુ પાછી આવી જાય તો જીવનની અંદર એક ભાગ સ્વરૂપે એક સાક્ષી ભાવે આ બધી પરિસ્થિતિને દુઃખે દુઃખે સમકૃતવા કરીને જીવી એ જ મારો જીવ મૂળ મંત્ર છે સમઝાણું વત્સ આભાર આભાર આભાર આભાર હરી બોલ હરી બોલ હરી બોલ મહાદેવ મહાદેવ